અમારા કોમ્પ્લેક્ષમાં નવરાત્રી કરવાની છે તો એના માટે લાઇટિંગને એ બધું કરવાનું છે તમે કરી આપશો હા એટલે અહિયાં આજે મંદિર છે ત્યાંથી લઈને બર કોમ્પલેક્ષ છે ત્યાં સુધી લગાવાની છે અને ગેટને એ બનાવાનું છે થોડીક સીરિઝ લગાવાની છે થોડા ફલ્ર મારવાના છે થોડું લાઇટિંગ વધારે સારું લાગે એવું કરવાનું છે અને મંદિરમાં પણ સીરિઝ ને એવું બધુ કરવાનું છે ઓકે અને આ ફોટોસૂટ ને એના માટે કઈ લાઇટિંગ ને એવું કરવું હોય તો તમે કરી આપો

ઓકે અને જે બાર ગેટ હસે એના પર લાઇટિંગ ને એવું કરી આપસો

ઓકે અને જે નવરાત્રી માટે કઈક સારું લાગે એવા તોરણ ને એવું તમારી પાસે છે કે અમારે બીજે થી એરેન્જ કરવું પડસે ઓકે બરાબર અને મંદિર માટે પણ જે ફૂલ અત્યારે આર્ટીફેયસ્લ જે બધા ફૂલ આવે છે ને કલર્સમાં એ તમે તમારી પાસે છે

ઓકે તો પછી મંદિર પણ અમને દસ દિવસ માટે ડેકોરેશન કરી આપસો ઓકે તો કેટલા રૂપિયા થસે ઓકે તો પેમેન્ટ પેલા અમે થોડું કરીસું અને પછી બધુ પતસે નવરાત્રી પછી અમે તમને બીજા પૈશા આપીશું ઓકે તો હવે તમે આઈને કરી દેજો બરાબર થેન્ક યૂ